સામાન્યપણે હું લખતી નથી પરંતુ મારે જે લખવું હોય તો તેના માટે મારી પાસે થોડીક સ્ટોરી મિન્સ કે પ્લોટ છે કે જે પાત્ર છે તેને સર્જવા કઈ રીતે સર્જવા તે માટે મારી પાસે સામાન્ય જ્ઞાન છે અને નવલકથા કે વાર્તા કે નાટક લખવા માટે જે મહત્ત્વનાં લક્ષણો જોઈએ છે તેનો મને ખ્યાલ છે કારણ કે હું આ ગુજરાતી નવલકથા કે અનેક પ્રકારનાં નાટકો કઈ રીતે લખવાં જોઈએ એના વિષે હું જાણું છું અને તે રીતે મને લખવાનો શોખ છે તેથી હું કઈ રીતે પાત્ર ઉપસાવી શકું તે રીતે તો મને એ પ્રકારનાં પાત્રો ઉપસાવાનાં ગમે કે જે સામાન્ય માણસનાં હોય પરંતુ એ સામાન્ય માણસમાં કંઈ અસામાન્ય હોય જેને સામાન્ય દૃષ્ટિકોણથી આપણે જોઈ ન શકીએ પરંતુ એને આપણે ઊંડાણથી જોતાં આપણે એના અંદર જે રસપ્રદ માહિતી છે તો આપણે પોતાની અંદર જ્યારે મેં મારી નજરે તેના આલેખીને તેને બરાબર તેની એ અસામાન્ય જે વસ્તુ છે તે જેને કોઈ નોટ નથી કરતું જેને કોઈ ધ્યાનમાં નથી લેતું તેને હું તેને હું વધારે હાઇલાઇટ કરવામાં કે તેને વધારે ધ્યાનપૂર્ણ બનાવવા માટે હું એને ઈચ્છા રાખું છું જેવી રીતે કોઈ પણ સ્ટોરી છે તો વાર્તા વાર્તા લખવા માટે જે સામાન્ય બાબત હોય અને હવે સ્પેસ્યલી આધુનિક કાળના આધુનિક યુગો ની રીતે વાત લખવી વાર્તાનો મેઇન પોઈન્ટ જ એ હોય છે પરંતુ વાર્તામાં પણ ટૂંકી વાર્તા લખવામાં જેને વધારે રસ પડશે અને તેમાં રસપ્રદ વાર્તાના પાત્રો મને ઉપજાવાના વધારે સરળ રહેશે કારણ કે ટૂંકી વાર્તાનો લાક્ષણિકતાઓ કે એ જ સામાન્ય ટૂંકી વાર્તાનું સ્વરૂપ જ એ છે કે જેનાથી આપણે રસપ્રદ પાત્રો ઉપજાવી શકીએ સમાજમાં હકીકતોમાં આધારિત બાબતોને લખી શકું કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો સાહિત્ય અને સમાજ અલગ અલગ છે પરંતુ સામાન્ય રીતે સમાજ સાહિત્ય સાથે અમુક કારણોસર કોઈ પણ સામાન્ય રીતે સહજપણે સંકળાયેલો જ છે તેથી તેમાંના પાત્રને એ રીતે જ આલેખીશ કે જે હકીકત પર બન્યા હોય કાં તો એ હકીકત બની શકે ભાવના દ્વારા હું એ પણ ઈમેજન કરી શકું કે એના આવા પાત્રો સામાન્યપણે આજની જે હાલની સ્થિતિ છે તેને લઈને હું વાર્તા લખું કે હા આવતી કાલે આવું થઈ શકે તો હા હું હકીકત આધારિત બાબતો લખીશ કારણ કે સમાજ અને સાહિત્ય સહજપણે સામાન્ય રીતે જોડાએલું છે એકબીજા સાથે અને તેમાં કોઈ શંકાને શંકાસ્પદ વાત જ નથી કે પાત્રો હકીકત બહાર હોય કે પાત્રો હકીકત બહાર હોય કે સમાજની બહાર હોય અગર જો એવા પાત્રો હોય તો પણ તેને હું એજ રીતે આલેખીશ કે તે સમાજને કામ આવે ભલે તે પરીકથાની વાતો હોય કે કે અન્ય કોઈ બાબત હોય પરંતુ તે સમાજ માટે જ નિવડશે અને તે જ રીતે હું એ પાત્રોને એની અંદર ગોઠવીને લખીશ કે સમાજ માટે ઉપયોગી બને તેથી સમાજ અને માનવ વચ્ચે હકીકત આધારિત બાબત લખવી એ જ સાહિત્યનું મોટું કામ છે